રમત લોકોને શારીરિક અને માનસિક ભલાઈ માટે બહુ સારી રીતે ફાળો આપે છે રમત રમવાથી તમારું તન મન તંદુરસ્ત રહે છે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે રમત રમવાથી તમને કોઈ રોગ નથી થતો આજકાલ મોટા ઉંમરના લોકો પણ રમત રમતો રમે છે જેમકે વોલીબોલ છે ક્રિકેટ છે નાના બાળકો પન ખૂબ જ સારા પ્રમાણમાં રમતો રમતા હોય છે પણ આજકાલ એક ડિઝિટલ માધ્યમના લીધે જે બાળકો હોય છે એ થોડું ઓછું રમવાનું પસંદ કરે છે પણ તો બી બહારની રમત ગ્રાઉન્ડની રમત રમવાથી ખૂબ જ તેમને ફાયદો થાય છે બહારની રમતો એ કુદરતની રમત છે એ કુદરતની રમતમાં તમે રમો એટલે તમને એકદમ આનંદ આવે તમાને થાક લાગે તમારું સ્વાસ્થ્ય સારું રહે તમારું બોડી એકદમ કંપલેટ રહે એ બધા બહુ ફાયદા છે એના એટલે રમત રમવાથી શારીરક અને તમારું માનસિક અને તમે તંદુરસ્ત એકદમ રહો છો એટલે રમત તો રમવી જ જોઈએ